હલો હાજી હા જી મેડમ લેપટોપમાં ઘણી રેન્જ આવે છે એટલે તમારું બજેટ છે એ પ્રમાણે તમને દરેક પ્રકારના બજેટમાં અલગ અલગ લેપટોપ મળી જશે અને કન્ફ કન્ફિગરેશન અને કંપની અલગ અલગ આવશે તમારી જાણી શકું બજેટ કેટલું છે આપનું

હાજી હાજી હા બતાવું એટલે સ્ટુડન્ટ માટે આ આપ જે આપનું જે બજેટ છે એમાં સારી ક્વૉલિટી અને કન્ફિગરેશન સાથેનું લેપટોપ અમે આપી શકીશું વિદ્યાર્થીની જે જરૂરિયાતો હોય છે એ પ્રમાણે મારા ખ્યાલથી એને આઈ થ્રી પ્રોસેસર ઇન્ટેલનું જે આવે છે અને ફોર કે સિક્સ જીબી રેમ સાથેનું લેપટોપ છે એના માટે પૂરતું થઈ રહેશે એની સાથે સારી સાઉન્ડ સિસ્ટમ અને બધા સોફ્ટવેર જે જે લાયસન્સ સોફ્ટવેર છે એ પણ અમે આપી શકીશું અને વિન વિન્ડોઝની જે લેટેસ્ટ સિસ્ટમ છે ઓપરેટિંગ એ ઇન્સ્ટોલ કરી આપીશું બરાબર છે

જી જી હવે અત્યારે એવી પદ્ધતિ છે કે બધી જ સર્વિસિસ મોટા ભાગની કંપની ડાયરેક પૂરી પાડે છે પણ એમાં પણ અમે આપની જે કમ્પ્લેન હશે એ રજિસ્ટર કરી કંપનીને જાણ કરીશું એટલે તમને વહેલામાં વહેલી તકે સર્વિસ મળે એ એ રીતે મદદ કરી શકીશું બરાબર છે જી બરાબર અમુક લેપટોપ છે એ હાજર સ્ટોકમાં છે જો અનુકૂળ હોય તો તમે અમારા શો રૂમ ઉપર આવી અને જોઈ શકો છો આપની ડોટરને લઈને આવો હં એટલે બધા મોડલ જોઈ શકાય ને દરેક અલગ અલગ કંપનીઓના છે એ મોડલમાંથી તમે યોગ્ય પસંદગી કરી શકો બરાબર છે હા જી બીજો કોઈ સવાલ હોય તો કહો